હેલો હા બોલો

હા હા હા હા હા હા હા ઓકે હા હા હા હા હા

હા તો મેમ તમ ચિંતાના કરતાં હવે તો આપડે એના સિરિજૉ આપડે લાલ પીળી ની એવી બધી આપડે કેટલા મ ફોટામ સિરિજૉ જોઈએ આશરે તમારે હા હા હં હં હા હા હા તો એમા આપડે જુમરો જુમરો કેટલા લગાવા છે

આ હા એટલે આપડે છે ને મેમ વધાર પડતાં ઝૂમર બે આપડે ઝુંમરથી વધાર ડેકોરેશન કરીશું અને જો ફ્લડ આપડે મારીશું ને એ થોડાક કલરીનગ મારીશું જેથી એને ઉઠાવ આવે તો એ રીતે આપડે શું વ્યવસ્થિત કરીશું હા બોલો

ના એ સિરીજો છે ને આપડે છૂટી નય ભેગી નય આપડે એમા સિરિજૉમાં ડિજાઇન પાડીશું એટલે એ રીતે આપડે મારીશું કે જેથી એ સારું લાગે હા હા એ એ હા એ આપડે છે ને હા એ આપ કલરીનગ જ આખી આવશે અલગ અલગ જ એટલે શું જેથી એથી ડેકોરેશન સારું લાગે અને વચ્ચે વચ્ચે ઝુંમર આપડે લગાઈશું એટલે એનથી સારું લાગશે અને ઝુંમર એવા લગાઈશું ને કે ઝુંમર લાઇટવાળા એ સિરીજના જે કલરની લાઇટ હશે ને એનથી વિરુદ્ધ જ આપડે કલર લઈશું કે જેથી હારું લાગે હા ના ના ના ના મોટા બલ્બ એમા એલઇડી આવે છે કે જેથી એની અજવાળું સારું પડે એવું છે એટલે આપડે હા હા વાંધો નય તમ લખાવ જો હા